કેતનભાઈ બોલું હા એક મોબાઇલ લેવાનો હતો પોકો એક્સ પ્રો

શું પ્રાઇસમાં મળશે ગ્રેડ બી એટલા કેટલા ગ્રેડ છે હા છે ને

ના કેશ પેમેન્ટ ગણતરી તો આની જ છે પોકોની જ ગણતરી છે લેવાની તો પણ એકવાર જોઈ લઇએ

ના હું આની ઓનલાઇન અવેલેબી ચેક કરતો હતો પણ એની ઓનલાઇન અવેલિબિલિટીમાં અત્યારે આઉટ ઓફ સ્ટોકમાં દેખાડે છે એમ તો તો કન્ફર્મ કરી લઇએ હા વોરંટીમાં એક વર્ષની આપે ને કંપની

ના ના અહીંયાથી જ ખરીદેલો સેમસંગનો અત્યારે વાપરીએ એ અહીંયાથી જ ખરીદેલો છે હં હં હા તો કાલે મળી જશે કાલે કેટલાક વાગે આવું હં અને બીજાં કયા કયા મોડેલ છે અત્યારે એય સાથે સાથે જોઈ લઇએ ને

હા તે આપણે કરીએ ચાલોને કંઇક એકાદું હં નવો ખરીદવો જ છે હવે આ થોડોક ઘણો ટાઇમ થઇ ગયો છે ચેન્જ કર્યે હા મારા માટે જ લેવાનો છે હા સારું ચલો કાલે મળીએ હોં એ સારું ચાલો